મેં લાસ્ટ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ સખા કૅબ જે દિલ્હીમાં છે તેની સવારી લીધી હતી જેની ખાસ બાબત એ છે કે આ સખા કૅબમાં ડ્રાઈવર તરીકે મહિલાઓ જ જૉબ પર રાખવામાં આવે છે જે મને ખૂબ ગમી મારી કૅબ ડ્રાઈવર મિટ્ટુડે જે એક મહિલા હતાં જયારે કોઈ નવાં શહેરમાં જતા હોય ત્યારે એક મોટો ડર અજાણ્યા વ્યક્તિની ગાડીમાં સવારી મુસાફરી કરવાનો લાગતો હોય છે તે પણ જે ખાસ કરીને પુરુષ હોય તો તે ડર વધુ લાગતો હોય છે તેવામાં જો એક મહિલા હોય તો તે પ્રશ્ન રહેતો નથી તેમજ મહિલાઓ જો સમાજમાં પુરુષ કરે છે તે દરેક કામમાં આમ જ આગળ આવશે અને અન્ય મહિલાઓ આ રોલ મૉડલ પૂરું પાડશે તો એક સમય એવો આવશે કે જયાં મોટા ભાગનાં ક્ષેત્રમાં મહિલાઓ મોટા પ્રમાણમાં જોવા મળશે જેના લીધે સમાજમાં મહિલાઓની સુરક્ષા વધુ જોવા મળશે તેમજ મહિલાઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરશે તેવું વાતાવરણ ઉભું થયેલું જોવા મળશે આ સખા કૅબ એ એક એન જી ઓ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને મેકૅનિકનાં કામથી લઈને ડ્રાઈવરનાં કામ સુધીની તમામ તાલીમ આપવામાં આવે છે અને તેઓ તેઓને રોજગાર સાથે જોડી પણ આપવામાં આવે છે અને ખૂબ સરસ રીતે ચાલી પણ રહી છે આ સખા કૅબની બધી જ મ કૅબ છે એ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે મને ખૂબ સારું લાગેલું જયારે આ કેબની બીજી અન્ય મહિલાઓને મેં દિલ્હીની સડકો પર કૅબ ચલાવતાં જોયાં હતાં એક માટે માટે હું ખાસ કરીને આ સખા કૅબને જ પ્રાધાન્ય આપીશ